મારા ઘરે મહેમાન આવે તો એ કેટલો સમય માટે આપણા ઘરે રોકવાના છે એ મુજબ હું એને વસ્તુઓ બનાવીને ખવડાવું છું ધારો કે કોઈ મહેમાન છે એ ટૂંકા સમય માટે કે અડધી કલાક કલાક માટે આવેલા છે કે બેસીને જતા રહેવાના છે તો એમના માટે ફટાફટ બનતી વાનગીઓ છે જેમ કે બટાટા વડા બનાવીએ અથવા તો પૌંઆ બનાવીએ ઉપમા બનાવી આપીએ તો એ ફટાફટ આપણે એમને ગરમ ગરમ નાસ્તો કરાવી શકીએ એમ કદાચ એવું બનાવવાનું સમય ના હોય તો એમને ચેવડો અને સાથે પેંડા અથવા તો બીજું કોઈ સૂકું ફરસાણ બિસ્કિટ એ પ્રમાણેનો નાસ્તો આપણે કરા કરાવ હું કરાવું છું એમને અને ધારો કે કોઈ મહેમાન એવા છે કે જે રોકાવાના છે તો એ રોકાયા હોય તો ધારો કે એજેડ મહેમાન હોય ઉંમરલાયક હોય તો એમને આપણે ઘણી વખત દેશી જમવાનું વધારે પસંદ હોય તેમના માટે બાજરીના રોટલા ને રીંગણનું શાક બનાવાય અને સેવ ટમેટાની સબ્જી અને પરોઠા બનાવીને ખવડાવીએ યંગ એજ વાળા હોય મારી જેટલી ઉંમરના એ બધા અમારા ઘરે ક્યારેક આવતા આવ્યા હોય રોકાવા માટે તો એમની ઇચ્છા આપણે એમને પૂછી લઈએ કે તમારે શું ખાવું છે કોઈ ફાસ્ટફૂડના શોખીન હોય તો એમને ફટાફટ પિઝ્ઝા બનાવી દઈએ ક્યારેક કોઈને પંજાબી ખાવાની ઇચ્છા હોય તો વેજ કોલ્હાપુરી અને પરોઠા બહુ સરસ હું બનાવીને ખવડાવું છું એમને અને પનીર બટર મસાલા છે એ રીતના સબ્જી અને એની સાથે નાન પણ ઘરે બનાવીએ છીયે નાન પણ બનાવીને ખવડાવીએ છીએ અને સાથે કોઈ નાના બાળકો હોય તો નાના બાળકોને ફટાફટ બટેકાની ચિપ્સ પાડી અને ફ્રેંચ ફ્રાઇઝ ટાઇપ જેવી બહાર રેસ્ટોરન્ટમાં મળે છે એવી સેમ ટુ સેમ ફ્રેંચ ફ્રાઈઝ આપણે ઘરે બનાવીને એમને ખવડાવીએ ફ્રેંચ ફ્રાઈઝમાં બી આપણે ઓઇલ ઓઇલ છે ને એકદમ ઓછું યુઝ કરીએ કે ફ્રાયર મશીનમાં કરું છું એર ફ્રાયરમાં એટલે એમાં હું છે કે એના હેલ્થ માટે પણ સારી અને એ લોકોને એ વસ્તુ ભાવતી હોય એટલે એવું ખવડાવીએ છીયે છોકરાઓને બી